હા આપણા દેશમાં ઘણી બધી સ્ત્રીઓ છે જે રમત ગમતમાં ભાગ લે છે હું પણ મારી ઘણી બધી સખીઓને જાણું છું જે રમત ગમતનાં વિભાગમાં ખૂબ આગળ છે હાલના સમયમાં ભારત સરકાર સ્ત્રીઓ માટે ઘણી બધી તકો ઉપલબ્ધ કરે છે તેઓને સરકારી નોકરીઓ સરકારી આવાસ તેમજ આંતરરાષ્ટ્રીય સેક્ટરોમાં પણ અલગ અલગ રમતો રમવાની તક ઉપલબ્ધ કરે છે મારા મિત્રના મમ્મી પણ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન છે હાલના સમયમાં સાનયા નેહવાલ સ્મૃતિ મંધાના મેરી કોમ વગેરે સ્ત્રીઓ રમત ગમતમાં ખૂબ જાણીતી છે